એક મુસાફર તરીકેની વાત કરું તો છેલ્લા ઘણા સમયમાં થોડીક મને સમસ્યા નડી હતી પણ હવે એવી સમસ્યાઓ જોવા મળી નથી એની સરખામણીમાં તમને વાત કરું તો ગણતરીના કલાકોમાં જ હવે એવું પ્લાન બની જાય છે જ્યાં અમારા મનપસંદ જગ્યાએ અમારે જવું હોય કે જેમ કે તમે જોશો તો કેદારનાથ અને અમરનાથની યાત્રા છે જ્યાં પુષ્કળ પ્રવાસીઓ યાત્રાઓ યાત્રી કરવા યાત્રાઓ જાય છે યાત્રી કરવા માટે તો ત્યાં પહોંચતા પહોંચતા પહેલાં ઘણા વર્ષો પહેલાં તમે જોશો તો કેટલી બધી સમસ્યાઓ નડતી હતી પણ હવે તો એટલા બધા માર્ગો છે હવાઈ માર્ગ છે રોડ માર્ગ છે રેલવે માર્ગ છે તમે એક વિકલ્પ પસંદ કરશો તો એની સામે હજારો વિકલ્પ છે તમે રેલ્વેમાં પહેલાં એવું હતું કે રેલ્વેમાં એક ટ્રેન ચૂકી જતા તો કલાકો સુધી બેસી રહેવું પડતું પણ હવે એવું નથી એક ટ્રેનની પાછળ બીજી ઘણી બધી ટ્રેનો છે જે આવતી જ હોય છે બસની અંદર બી તમે જોશો તો એટલી બધી જગ્યાઓ બસ સ્ટોપ છે એટલી બધી જગ્યાઓ સ્ટેશનો આવી ગયા છે કે તમે કશે રોકાતા નથી અને હાઇવેની વાત કરું તો હાઇવે પર વિવિધ જગ્યાએ અરે બાપરે તમને શું વાત કરું કેટલા બધા ધાબાઓ છે રેસ્ટોરન્ટ છે અને એ જે પ્રવાસ લાંબો થતો હતો હવે ટૂંકો થઈ ગયો છે ને સરળ થઈ ગયો છે ને ઝડપથી થઈ ગયો છે સો આ બધી સમસ્યાઓ ક્યારેય હવે નળી નથી અને ખૂબ જ ઓછા સમયમાં ઝડપી આપળે મુસાફરી કરી શકીએ છીએ અને તમારા મનપસંદ તમે ડેસ્ટિનેશનો જેમ કે કેદારનાથ છે અમરનાથ યાત્રા છે શિમલા કુલુ મનાલી આટલી બધી સુંદર સુંદર જગ્યાઓ કે જ્યાં આટલી સરસ આબોહવા છે ત્યાં પહોંચતા વાર લાગતી નથી હવે તો બધા ટેન્ટ હાઉસ આવી ગયા છે અને ટેકિંગ માટે બી લોકો બધી અલગ અલગ જગ્યાઓ પસંદ કરે છે જે પહેલાં ઘણી બધી મુસીબતો સાથે કરવી પડતી તી પણ હવે એ નથી સો આ બધી જ સુવિધા હવે ઉપલબ્ધ છે